હા ભારતીય વૈજ્ઞાનિકો વિશે શાળામાં અમે ભણ્યાં છીએ ભારત પાસે આમ તો ઘણા બધા વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી છે કેમકે ભારત દેશ આપણો છે જ એટલો મહાન અને બધા વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રીઓને આપણા ભારત દેશે આગળ વધાર્યા છે પણ આજે હું એક સ્ત્રી વિશે વાત કરવા માગું છું જે ખૂબ જ સારી ગણિતશાસ્ત્રી કહેવાય છે એમને હ્યુમન કોંપ્યુટર કહેવાય છે હ્યુમન કોંપ્યુટર નામ શબ્દ સાંભળીએ એટલે આપણને શું યાદ આવે હા શકુંતલા દેવી શકુંતલા દેવીને અંક ગણિત એટલું ખૂબ જ સરસ રીતે આવડતું એ મિનિટોમાં એમ કહીએ કે સેકન્ડમાં એ ગણિતના કોઈપણ પ્રોબ્લેમને સોલ્વ કરી દેતાં એની સાથે સાથે એમને જ્યોતિષ વિજ્ઞાન પણ આવડતું એમને ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં એમનું નામ છે અને એમણે એ સાથે સાથે એમણે ઘણીબધી બુક્સ પણ લખી છે અને હવે તો આપણે જાણીએ જ છીએ કે એમના ઉપર એક પિકચર પણ બનાવવામાં આવી ચૂક્યું છે એ પિકચર જોઈને આપણને ભારતીય હોવા ઉપર એટલો બધો ગર્વ થાય છે કે જેની વાત ન પૂછો